આપણે ત્યાં ઘણા બધા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જન્માષ્ટમી રામનવમી દશેરા નવરાત્રિ ગણેશ ચતુર્થી આ વગેરે તહેવારોને ઉજવણી આપણે કરીએ છીએ તો કોઈ પણ તહેવારની અમે ઉજવણી કરીએ તો એમાં અમારો સમાજ અમારા સોસાયટીનાં લોકો તેમાં બધા પોતાનું યોગદાન આપે છે અને પોતાનો એક આગવો ભાગ એમાં ભજવે છે જેવી રીતે જન્માષ્ટમીની ઉજવણી કરતી વખતે લોકો પોતાની સોસાયટી કે શેરીમાં મટકી બાંધીને ત્યાંના યુવા લોકો જે હોય છે યુવાન છોકરાઓ તે પોતે એક વર્તુળ બનાવે છે અને એક વર્તુળની ઉપર બીજું વર્તુળ એવી રીતે એક બીજા પર ચડીને એક આખું પિરામિડ જેવું તૈયાર કરે છે અને પિરામિડ જેવું તૈયાર કર્યા બાદ તેમાંથી એક કૃષ્ણ ભગવાન બનીને તે મટકીને ફોડે છે તેમજ સોસાયટીની કે શેરીની અન્ય સ્ત્રીઓ તેના ઉપર પાણી ફેંકીને અને તે લોકોને નીચે પડવાની કોશિશ કરે છે આવી રીતે તે ઉજવણી કરવામાં આવે છે આમાં આખો સમાજ જોડાય છે બીજી તરફ આપણે જોઈએ તો ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થીમાં ચંદા ઉઘરાવવાથી લઈને ગણપતિ લેવા જવાની લઈને આવીને તેનો મંડપ સજાવવાનો તેને દસ દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરવામાં તેમજ તેને પધરાવવાની વિધિ સુધીમાં લોકો બહુ હોંશે હોંશે તેમાં જોડાય છે અને તે ઉત્સાહમાં લોકો એકજૂટ થઈને બધાં કામ કરે છે એવી રીતે ધર્મના જેટલા પણ ધાર્મિક તહેવારો છે તે લોકોને સાથે લાવે છે અને ઉજવણી કરવામાં મદદરૂપ કરે છે અને તે સંપમા રહીને સાથે મળીને કામ કરવા માટે હંમેશા પ્રેરણા આપે છે એટલે ધર્મ હંમેશા લોકોને જોડવાનું કામ કરે છે